પ્રાર્થના અને ઉપાસના એ બંને અલગ વસ્તુઓ છે પ્રાર્થના અલગ છે અને ઉપાસના અલગ છે અને હું આ બંનેને લઈને અસમંજસ અનુભવું છું પ્રાર્થના અલગ છે પ્રાર્થનાની અંદર એક શાંતિનો અભાવ અ અનુભવ થાય છે અને ઉપાસનાની અંદર તમે જ્યારે કોઈની ભક્તિ કરતા હોવ કો તમે કોઈ વસ્તુથી અથવા કોઈ અ શ્રદ્ધાથી તમે પ્રેરિત હોવ તો તમે અ તદ્દન એની પાછળ રચ્યાં પચ્યાં રહો છો તમારું મગજ એની અંદર સતત કન્ટિન્યૂ થયા કરે છે એને ઉપાસના કહેવાય છે અને તમે કોઈને માનો છો એને પ્રાર્થના કહેવામાં આવે છે